આણંદમાં ખાસ કરીને લાંભવેલ પાસે હનુમાનદાદાનું મંદિર આવ્યું છે એને એ ખૂબ જ પ્રખ્યાત મંદિર છે લાંભવેલ હુનમાનદાદાનું મંદિર દર શનિવારે તો ત્યાં ખૂબ જ ભીડ જોવા મળે છે ઘણા બધાં લોકો ત્યાં તેલ ચડાવવા આવતા હોય છે શનિવારે એ સિવાય મંગળવારે પણ ઘણા લોકો લાંભવેલ હનુમાનજીના મંદિર પાસે આવતા હોય છે અને એમની આશીર્વાદ લેતા હોય છે એ સિવાય આણંદમાં જ સાઈબાબાનું એક મોટું મંદિર છે એ મંદિર પરિસરમાં બીજા ઘણાં બધાં નાના નાના મંદિરો છે એક મોટું સાઈબાબાનું મંદિર છે એની સાથે સાથે અંબા માતાનું પણ મંદિર છે શનિદેવનું પણ મંદિર છે તમે જેવા મંદિરમાં અંદર પસાર થાવ એટલે પહેલામાં પહેલું તો શંકર ભગવાનનું મંદિર આવે છે તો એવા ત્રણ ચાર મંદિરો ભેગા થઈને એક મોટું પરિસર છે મેઈન સાઈબાબાનું મંદિર એમાં એ સિવાય સ્વામિનારાયણ મંદિર અને સ્વામિનારાયણ છાત્રાલય પણ છે આણંદમાં